અને ઘરની બીકના કારણે તો પણ મેં ઓર્ડર કરી દીધો અને ત્યાર બાદ એમાં એવું હતું કે સાત દિવસમાં તમને તમારો ઓર્ડર મળી જશે અને એને પેમેન્ટ મેથડમાં કેશ ઓન ડિલિવરી રાખ્યું હતું જેથી મેં મારા પપ્પા પાસેથી ઓર્ડરના પૈસા લઈ લીધા હતા કે જ્યારે ડિલેવરીવાળો આવે ત્યારે હું એને આપી શકું

ત્યારે એ મારા ગામ સુધી આવી શક્યો નહોતો કારણ કે પૂર્તિ શ્રમ શક્તિને કારણે એ મારા ગામ સુધી નહોતો આવી શક્યો કારણ કે અમારા રોડ રસ્તા ખૂબ જ ખરાબ હતા જેથી એણે મને કહેલું હતું કે તમારા બાજુના સિટીમાં તમે આવો તો ત્યારે મેં મારા પપ્પાને કીધું કે મને ગાડી આપો તો એણે મને ગાડી આપી ત્યારે